હેલો હા બોલો ઈશાબેન બોલો છો ના ના ના તમારું કામ ચાલું જ છે તમારે શેના માટે જોઈતું હતું હા હા અરે ચોક્કસ ચોક્કસ તમને હું દસમી તારીખે આપી દઉં હમણાં કારીગરો રજા પર છે એટલે એ જેવા આવે ને એવા હું એમને કામે લગાડું છું અરે થઈ જશે તમે એક કામ કરો તમે થોડુંક એડવાન્સ આપી દો તો સારું પડશે હા હા અરે તમે હું તમારું બધું કામ કરી આપું છું ને આ બી તમારું થઈ જશે થોડા એડવાન્સ આપી દો હમણાં કારીગરો રજા ઉપર છે હમણાં એ લોકો આવે એટલે હું એમને કામે લગાવું છું તમને જેવું જોઈએ છે એવું જ મળશે હેં ને હા હા અરે સો ટકા હા